નમસ્કાર ડોકટર સારું છે મને છેલ્લા કેટલાક દિવસથી સારું લાગતું નથી મને અશક્તિ થાક અને કયારેક ચક્કર આવે છે ખાવાનું પણ મન થતું નથી લગભગ છેલ્લા એક અઠવાડિયાથી ડોક્ટર નહીં ખોરાકમાં કઈ ખાસ ફેરફાર નથી કર્યો પણ હા છેલ્લા થોડા સમયથી મેં તણાવમાં છું હા સાચું છે ડોક્ટર એના માટે હું શું કરી શકું ઊંઘ સારી રીતે નહીં થાય ત્યારે હું શું કરી શકું આભાર ડોક્ટર અને મારી ભૂખ પાછી કેવી રીતે આવી શકે બરાબર ડોક્ટર હું આ બધી સલાહોને અવશ્ય અનુસરીશ જરૂરથી ડોક્ટર હું ફક્ત થોડી વાર પાછી આદતો અપનાવાની જરૂર આભાર ડોક્ટર તમારી વાતો સાંભળીને મને થોડો ઉમંગ મળ્યો છે જરૂર ડોક્ટર ફરીથી આભાર